આપણે ગુજરાતી છીએ તો આપણે ગુજરાતી ભાષામાં જ વાતચીત અને વ્યવહાર આપણે કરવો જોઈએ કારણ કે હમણાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લેખ બહાર પાડ્યો છે પરિપત્ર કે જેમાં લખ્યું હતું કે આપણે જેટલાં પણ કામકાજ છે સરકારી કર્મચારીના કે ગમે તે એ બધા જ ગુજરાતી ભાષામાં જ હોવા જોઈએ અને બીજા રાજ્યના વ્યવહાર સાથે જો વ્યવહાર કરવાનો થાય તો થોડુંક પેલું એ થાય ખચકાટ ને પણ આપણે જોઈએ કે આપણાં ગુજરાતમાં તો આપણે વ્યવહાર માટે તો ગુજરાતી જ વાપરવી જોઈએ એમ અત્યારે પણ ગમે તે હોસ્પિટલ હોય પ્રાથમિક શાળા કે પછી કોર્ટ કચેરી કે ગમે તે જગ્યા સરકારી હોય કે પ્રાઇવેટ હોય ત્યાંનાં અમુક ફોમ કે પછી કોઈપણ ડોક્યુમેન્ટ્સ ગુજરાતીમાં હોવા જોઈએ